હલો ગુડ ઈવનિંગ હા હા મનીષા બેન જુઓ મારે છેને હું ક્ષિતિજ પંડયા અને મારે છેને એ મારી દીકરીના લગ્ન માટે ફોટોગ્રાફી કરાવવાની છે ને તમારા હં અને અમારે આખા પ્રસંગનું જ તમારે કવરેજ કરવાનું થાય તો તમારી શું થીમ છે અને શું છે તમારા ચાર્જિસ એ મારે જાણવું હતું હં બરાબર હા હા બરાબર હં હં બરાબર બરાબર હં હં બરાબર છે બરાબર છે બરાબર હા અને ઘરમાં જે નાની મોટી પૂજાઓ થાય એ બધું જ અંદર સાંકળી લેવામાં આવે કે પછી પાછું એ અલગથી ગણવાનું છે બરાબર છે બરાબર છે બરાબર અને ફેમિલીના અમુક મેંબર હોય એમના સ્પેશિયલ અલગથી કપલ ફોટોગ્રાફ કે સિંગલ ફોટોગ્રાફ ને એ બધું પણ હં હં હં બરાબર બરાબર છે હા તો અમને તમારું આખું જે ફૂલ પેકેજ પ્રીવેડિંગ ને બધાં સાથેનું એ પસંદ તો છે પણ હવે મારી દીકરીની એક એ છે કે તમારી ફોટોગ્રાફીની ટીમમાં કોઈ છોકરી છે કારણ કે એને એવું છેકે એની આસપાસ ફોટોગ્રાફર જે હોય એ કોઈ છોકરી જ હોય તો વધારે સારું પડે હા હા હા હા બરાબર છે ચોક્કસ આમાં તમે અમને જે કંઇ પણ ડિસ્કાઉન્ટ કરી આપી શકતા હોય એ કરી આપો અને ફાઇનલ કહેજો હા ચોક્કસ તો હું બરાબર છે તો હું ચોક્કસ તમને કાલે જવાબ આપું ઘરમાં બધાની સાથે વાત કરી અને મારી દીકરીની સાથે વાત કરીને આભાર